હલો જાગૃતિબેન જય મહારાજ હા હા સારી છે દવા લાવ્યા એની

હા હા હોન એને હજી હજી નાની છે ને એટલે હવે થોડુંક શીખવાડીશું આગળ અમે હા ચોક્કસ ચોક્કસ

ચોક્કસ આવીશું ચોક્કસ

હા હા કે છે એ કે મને ટીચરે આમ કહ્યું ટીચરે આમ કહ્યું હા કે છે એ હા હા એ ઘેર આવીને ગાય છે એ ખરી હમ્મ હા એ તો હવે છોકરું છે એટલે કરે ધમાલ પણ તમારે થોડીક એને ચોક્કસ ચાલો મૂકું જાગૃતિબેન જેસી કૃષ્ણ જય મહારાજ